અમારા વિસ્તારમાં ઘણી મોટી મોટી બેન્કો છે જેમકે એક્સિસ બેન્ક બેન્ક ઓફ બરોડા આઇસીઆઇસી બેન્ક એસબીઆઈ બેન્ક વગેરે લોન માટે અરજી અને વીમા માટે એમાં સૌથી સારામાં સારી બેન્ક જોવા જઈએ તો એક એસબીઆઈ છે એક્સિસ બેન્ક છે યુનિયન બેન્ક છે બધી જ બેન્ક એમ તો સારી છે પણ આ બેન્કનું કામ બહુ સરળ અને સચોટ છે તમે ત્યાં બેંકમાં જાઓ તો ખૂબ જ સારું માર્ગદર્શન આપે છે તમને અને તમારું જે પણ પ્રશ્ન હોય એ તમારા પ્રશ્નને એ લોકો ધ્યાન પૂર્વક સાંભળે છે અને એની આગળ શું પ્રક્રીયા કરવી એ તમને જાણ કરે છે કે તમારે લોન લેવી હોય તો તમારે આવું બધું ડોક્યુમેન્ટ્સને વગેરે તમારે જરૂર પડે એ બધુ તમને જાણ કરે છે એ લોકો તો આ બધી બેન્ક છે એ ખૂબ જ સારી બેન્ક છે કે જેની અંદર તમે જાઓ તો તમને ઘણો ફાયદો થાય છે અને લોનની અરજી કરો કે વીમા માટેનું તો તેમાં તમને સરળ રહે છે